મોટા કૃષિ વ્યવસાયની હરિફાઈએ ગ્રામીણ વિસ્તારોમાં નાના ખેડૂતોની કેવી અસર છે તે વિશે હું કહું છું તો મોટા ખેડૂતો છે એની આર્થિક દબાણમાં મોટા ખેડૂતો ઉત્પાદન વધુ કોન્ટેટીમાં લઇ શકે છે જ્યારે અમારે કોન્ટેટીમાં ઓછું હોય છે તો મોટા ખેડૂતો હોય છે તે પાક હોય છે તે સંઘરી રાખે છે પોતાના ગોડાઉનમાં ભરી રાખે છે ને જ્યારે નાના ખેડૂતોને છે પાક યાર્ડમાં વેચવો પડે છે એટલે એ પ્રમાણમાં મોટા ખેડૂતોને નાના ખેડૂતોમાં એટલી હરીફાઈ રહે છે બીજું કે બજારમાં જ્યારે ભાવ હોય સે ત્યારે મોરા છે મોટા ખેડૂતો એનો પાક વેચે છે એટલે એને વધારે પૈસા મળે છે જ્યારે નાના ખેડૂતોને જે બજાર ચાલતી હોય સે ત્યારે જ વેચી નાખવું પડે છે એટલે એને ભાવ ઓછો મળે છે પણ ના મોટા ખેડૂતોએ ઘણી નવી ટેક્નોલોજીથી ટેક્નોલોજી અપનાવી છે અને તે નાના ખેડૂતોને શીખવાડી છે અને તેમાંથી અમને ઘણું જ જાણવા મળેલું છે અને એ પ્રમાણે અમે ઘણી ખેતીમાં ઉત્પાદન કરીએ છીએ રહીએ છીએ જાણીએ છીએ ને ઘણો લાભ થાય છે મોટા ખેડૂતો પ્રમાણે કારણકે મોટા ખેડૂતને જમીન ઘણી બધી હોય છે તેથી તે નવી નવી ટેક્નોલોજી પ્રમાણે નવું નવું વાવેતર કરે છે નવા નવા સંશોધન કરે છે બીજી જગ્યાએથી બધું ફ્રૂટ છે શાકભાજી સે પછી દવાઓ છે તે શોધી લાવે છે અને નાના ખેડૂતોને તેમાંથી ઘણું બધું જાણવા મળે છે બીજું જોઈએ તો સમગ્ર રીતે ઉદ્યોગમાં જોઈએ ઉધોગમાં જોઈએ તો મોટા ખેડૂતોને ખેતી કરવામાં ઘણાં ને સાધનો મોટા મોટાને બધાં વ્ય વ્યવસાયિક વસાવેલા હોય છે જ્યારે નાના ખેડૂતોને તે શિખવાડે છેકે તમે કે આમાં નાનું ટેક્ટર હકાવીએ છીએ હળ હકાવીએ છીએ બળદગાડી હકાવીએ છીએ જ્યારે મોટા ખેડૂતો હોય છે તેને માટે તો મોટી મોટી બધી ટેક્નોલોજીનો ઉપયોગ કરી અને ટાઈમસર ખેતીનું બધું કરી લે છે અને સામાન્ય રીતે જોઈએ તો સંસાધનો હોય છે તેમાં ખેડૂતો સહકારી અમને સહકારી આપે છે જ્યારે મોટા ખેડૂતોને સહકારી ઓછી મળે છે પછી મોદી સાહેબના પૈસા મળે છે જ્યારે મોટી ઝાજી જમીન હોય એને એ બધું મળતું નથી અમને આ બધો લાભ ગ્રામીણ બેન્કમાંથી આપવામાં આવે છે બીજું જોઈએ તો અમે નાના ખેડૂતો છેને દસ વીઘાની ખેતી ખેતી કરતા હોઈએ ને સો વીઘાની ખેડૂત ખેતી કરતો હોય તેમાં ઘણો ફેર પડે છે ખેતીની અંદર અમને રસ હોવાથી અમે ઘણો સરસ નાની જમીન હોવા છતાં ઘણી સારી રીતે અમે એનું ઉત્પાદન લઈ શકીએ છીએ કારણ કે અમે અમારી મગફળીની અંદર આલુ ઇયળ આવી છે કોઈ મચ્છી આવી છે તો અમે તરત જ એ પાન તોડી અને દવાવાળા ભાઈ પાસે જઈએ છીએ અને માઇક્રોસ્કોપની અંદર અમે એ જોવરાવીએ છીએ ને એ પ્રમાણે અમને દવા એ આપે છે અને અમે એ રીતે છંટકાવ કરીએ છીએ તો તેથી અમારે ઉત્પાદનની અંદર અમારા બહુ જ સરસ ઉત્પાદન થાય છે ને બહુ જ પાક વધે છે કે બીજાને મોટા ખેડૂતોને વિઘે ખાંડી માંડવી થાતી હોય છે મગફળી તો અમારે તો ડોઢ ખાંડીએ થાય સે કારણ કે અમે માવજત સારી લીધી છે મોટા ખેડૂત પ્રમાણમાં અમે નાના ખેડૂત છીએ તો અમે જમીન સારી રીતે સાચવી શકીએ છીએ અને મીઠા પાણી હોય તો ઇ પ્રમાણે મીઠા પાણીનો એમને ફેર પડે સે પછી જમીન સારી હોય વધારે કાળ કાળ કાળી જમીન હોય તો ઇ પ્રમાણે અમને માટીમાં માટીનોએ અમને ફેર પડે છે પછી વાતાવરણ અમારે ત્યાં હાલો ગિરનારની નજીક અમારે જમીન સે તો અમારે ઇ રીતે અમને ઉત્પાદન સારું મળે છે મોટા ખેડૂને તો મોટું બધું ઝાઝું બધું હોય છે એટલે બીજા ઉપર વધારે આધાર રાખે છે એટલે અત્યારે મજૂરોની વધારે માણસોનો વધારે પ્રોબ્લમ હોવાથી એટલે એના ઉપર એને એ લોકોને વિશ્વાસ કરી અને ભાગ લેતા હોય છે જ્યારે અમે તો અમારી રીતે બધું હાથે કરીએ છીએ અને ભાગ લઈએ છીએ એટલે એકંદરે અમારો પાક અમને એમ છેકે અમારો પાક બહુ સરસ થાય છે જ્યારે મોટા ખેડૂતોને જ્યારે મોટા ખેડૂતોની પાસે તો એ એટલું બધુ એક સાથે બધું જથ્થાબંધ જતું હોય છે એટલે અમને તો અમારા નાના ખેડૂતોમાં મોટા ખેડૂતનું પ્રમાણમાં અમને અમારા નાના ખેડૂમાં અમને ઘણો બધો સંતોષ થાય છે